હલો જયા ટ્રાવેલર્સ અચ્છા અમિત ભાઈ બોલો છો હા હા હા હું જતીન શુક્લાના ઘરેથી વાસંદી શુક્લા બોલું છું હવે આપણે પેલું ટેક્સી ડ્રાઈવર માટે થોડી આપણે ટેક્સી બુક કરાવી હતી પણ અમુક મારે પર્સનલ પ્રોબલેમ છે એટલે મારાથી અમદાવાદ જઈ શકાય એવું નથી તો મારે ટેક્સી કેન્સલ કરવાની હતી અને મેં જે તમને પેમેન્ટ ચૂકવેલું તો તે મને પેમેન્ટ ફરી તમે આપી શકો પ્લીઝ કારણ કે મારાથી જવાય એવું નથી અત્યારે થોડા પર્સનલ પ્રોબલેમ છે તો પ્લીઝ પ્લીઝ મને એના એ જે મારી રકમ છે એ તમે મને પરત કરો કેટલી આપેલી એમ હવે બરાબર મને યાદ છે મેં તમને કેશમાં જ આપેલા પૈસા અને એ પૈસા તમે જે મેં તમને આપ્યા છે પ્લીઝ તમે મને એની રકમ મને આ જ આપી દો એટલે આપણું આ મારે કેન્સલ કરવું પડે એવું છે મારા હમણાં મારાથી અવાય એવું જવાય એવું નથી એટલે પ્લીઝ તમે મારો રિફંડ મને આપી દો એટલે હા હા ઓ થેન્ક યુ થેન્ક યુ અમિત ભાઈ થેન્ક યુ વેરી મચ ઓહો થેન્ક યુ હા મારા ખાતામાં તમે જમા કરી દેશો તો પણ ચાલશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ